મેં હમણાં થોડા ટાઈમ પહેલાં જ ગાંધીજીના સત્ય સત્યના પ્રયોગો એ પુસ્તક વાંચ્યું હતું આ પુસ્તક ખૂબ જ અસરકારક છે ગાંધીજીના સત્યના પ્રયોગો એ પુસ્તક એ ગાંધીજીની આત્મકથા છે આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે જેમાં તેમના બાળપણથી લઈને ઓગણીસો ને વીસ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ઓગણીસો ને સત્યાવીસમાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું ગાંધીજીના સત્યના પ્રયોગો પુસ્તક એ તેમની આત્મકથા પણ કહેવામાં આવે છે ગાંધીજીના આ પુસ્તકની સમીક્ષા કરતા તે માનવીય મૂલ્યો અને સત્યના પાઠને પ્રોત્સાહિત કરે છે આ પુસ્તકમાં ગાંધીજીના જીવન અને વિચારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આ પુસ્તકના સત્યના સત્યના જે અભિગમ પર છે પુસ્તકમાં ગાંધીજીના અભિગમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે સત્ય અહિંસા અને જીવનશૈલી સાથે સંબંધિત છે તેમની શિક્ષણ પદ્ધતિઓ નૈતિક મૂલ્યો અને સત્યના તત્ત્વોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે આધુનિક સમાજ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે આ પુસ્તક વાંચ્યા પછી તેમાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતો પર વિશિષ્ટ પ્રકારનું દૃષ્ટિકોણ પ્રાપ્ત કર્યું છે જેમકે ધાર્મિક આદિવાસી સંસ્કૃતિઓની સમજૂતી અને આદર્શ સમાજ માટે માર્ગદર્શક તત્ત્વો છે ગાંધીજીના આ પુસ્તક ખૂબ જ સરસ છે અને ગાંધીજીના જે મૂલ્યો છે એ મને લાગે છે મારે મારા જીવનમાં ઉતારવા જોઈએ ગાંધીજીનો સત્ય અહિંસા અને તેમની જે જીવનશૈલી છે એ ખૂબ જ સુંદર અને સરળ હતી જે આપણે આપણા જીવનમાં ઊતારવી જોઈએ